પુસ્તક પૂરું કરવામાં જો આપણા રસનો વિષય હોય તો મારે તો સ્વભાવ મુજબ હું એક સાથે જ એ પુસ્તક પૂરું કરી લઉં છું અને વધારેમાં વધારે હું ત્રણથી ચાર કલાક વાંચી શકું ત્યાં સુધી મને વાંધો આવે નહીં અને દર મહિને મેં એવું નક્કી કરેલું છે કે ત્રણથી ચાર પુસ્તક તો ગમે એમ કરીને પણ સમય કાઢીને પણ વાંચવાં અને હું વાંચી શક્યો એનો મને આનંદ છે